મેં ગયા અઠવાડિયે વિજય સેલ્સમાંથી ટી વી લીધું હતું ટી વી લેવા ગયો ત્યારે વિજય સેલ્સને સ્ટાફનો સપોર્ટ જોઈને હું ખૂબ જ ખુશ અને આશ્ચર્યત ચકિત થયો હતો કેમકે તેમણે મને ટી વી વિશેની જે જાણકારી જોઈતી તે ખૂબ જ સારી રીતે આપી હતી તદ ઉપરાંત મને ટીવી વિશે જે પ્રશ્નો હતા તે મેં તેમને પૂછ્યા ત્યારે તેમણે ખૂબ જ શાંતિથી અને ચોક્કસ રીતે આપ્યા હતા અને ટીવીની ડીલિવરી જોઈને હું આશ્ચર્યચકિત હતો એકદમ સારી રીતે તેમણે મારૂં ટીવી ડીલિવર કર્યું હતું કોઈપણ પ્રકારનાં નુકસાન વગર અને ખૂબ જ સારી રીતે ટી વી પૅકિંગ કરીને એમણે મારી ટી વીનો ડીલિવરી કરી હતી એટલે હું ભવિષ્યમાં પણ હું ચાહીશ કે હું બીજી કોઈ વસ્તુ પણ લઉં ત્યારે હું વિજય સેલ્સમાંથી જ લઉં